હેલો હેલો હા બસ ફાઈન તમે ક્યારના બેઠાં છો અહીંયા હ હ હ હ હ હ પણ એક રીતે સારું છે કંટાળો નથી આવતો અહીંયા કારણ કે ચોખ્ખાઈ પણ એટલી બધી છે અને ખાવા પીવા માટેના પણ બધી વ્યવસ્થા છે તો સમય પસાર થઈ જાય છે વાંધો નથી આવતો એમ હ હ હ સફાઈના છોકરાંઓ તો પછી એક આવે છે અને બહુ સરસ સફાઈનું કામ છે હ હ હેબજ બહુ જ સરસ છે અરે હું તો પ્લેનમાં જવાનું હવે ટોટલ જ ટાળું છું કારણ કે પ્લેન કરતાં અડધા અડધી કિંમતમાં આપણે પહોંચી જઈએ છીએ અને આરામથી સૂતાં સૂતાં ટ્રેનની મુસાફરી થઈ શકે છે સૂતાં સૂતાં જઈ શકીએ ચોખ્ખાઈ છે એસીની વ્યવસ્થા પણ બહુ સરસ છે આ ટ્રેનમાં મેઈન તો શું છે કે અહીંયા બેઠાં બેઠાં ખાવા પીવાની વ્યવસ્થા સારી થઈ રહી છે એટલે સમય નીકળી જાય છે સમય સારો પસાર થઈ જાય હું બોમ્બે જાઉં છું હમ હમ એટલે હા હા ચોક્કસ બાય